જી મારી પાસે ઘણાં બધાં ધાર્મિક પુસ્તકો છે મને ધાર્મિક પુસ્તકો વાંચવા ખૂબ ગમે છે જેમાં ગીતા મહાભારત રામાયણ શિવપૂરાણ જેવા પુસ્તકો મારી પાસે છે અને આ પુસ્તકો ધર્મનું જ્ઞાન એકાગ્રતા તેમજ જીવન કઇ રીતે જીવવું જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે તો એ મુશ્કેલીઓને આપણે કઇ રીતે પાર કરી શકીએ તેમજ આપણી સંસ્કૃતિનું દર્શન આગળના થઇ ગયેલા મહાપુરુષો અને ભગ ભગવાનો વિશે એમનું જીવન ચરિત્ર કેવું જીવન જીવ્યા લોકોને શું ઉપદેશ આપ્યો તેમજ સમાજમાં ભક્તિભાવથી કઇ રીતે રહી શકાય ભગવાનની ભક્તિ કઇ રીતે કરી શકાય ભક્તિ કરવાથી શું ફળ મળે છે જેવા અનેક બાબતો જે છે એ આ પુસ્તકની અંદર જાણવા મળે છે અને આ બધાં જ પુસ્તકો મેં લગભગ એક એક અને બે બે વાર વાંચી ચૂક્યો છું